હાલમાં અત્યારે મારા આધ્યાત્મિક કોઈ શિક્ષક તો છે નહીં પણ હું મારાં માતા પિતાને શિક્ષક માનું છું જેણે મને જીવનમાં બહુ સારા ગુણો શીખવ્યા છે જેમકે કોઈ સાથે ખરાબ વર્તન નહીં કરવું મોટાઓનું માન કરવું નાનાઓને પણ સારી રીતે આપણે સાચવવા વગેરે વગેરે એમણે મને સારી જાણકારીઓ આપી છે જે મારાં જીવનમાં મને ખૂબ લાભ કરે છે અને હું અત્યારે કોઇપણ જગ્યાએ પણ અટકું છું તો મારા અત્યારે મા માતા પિતા છે જે મને સારી રીતે સલાહ પણ આપે છે કે કેવી રીતે બહાર નીકળવું અને લોકોનો લોકોને પણ કેવી રીતે મદદ કરવી